હા જી મેમ ગુડ આફ્ટરનુન હા જી મેડમ બોલો

હા મેમ હવે તમારું ડેસ્ટિનેશન ક્યાંથી છે મને તમારે ચોક્કસ એડ્રેસ આપવું પડે ત્યાંથી હું તમને જણાવીને કહી શકું મેમ આ રીતે મને સમજ નહીં પડે એમ

જી મેમ સ્લીપર બસ કરવાની છે કે મેમ સીટીંગ સીટીંગ કરવાની છે અચ્છા અને જમવાનું અમારા તરફથી રહેશે કે તમારે ત્યાંથી તમે પ્રોવાઈડ કરવાના છો ના ના તમારે જમવાનું નહીં અમારે જમવાની વાત કરું છું મતલબ અમારી સાથે જે અમારા માણસ આવશે ડ્રાઈવર ને કંડકટર તો તેમનું જમવાનું શું તમે કરાવશો કે પછી અમારે અમારી રીતે ખર્ચાનું રહેશે અચ્છા એવું છે મેમ પર પર્સન આપડે ચારસો રૂપિયા જેવા કઈક થશે સિટિંગના અને એસી એસી બસ રાખવાની છે મેમ કે નોન એસી હા તો મેમ સાડી પાનસો રૂપિયા થશે એના એસી બસના હં હં હા મેમ હા નીકળી આપડે સવારે હું સાડા પાંચે પોણા છ એ બસ લગાવી દઈશ ત્યાંથી તમારે બેસી જવાનું ને છ વાગે આપડે ઉપાડી દેશું ત્યાંથી સવા છ એ બસ ના મેમ એમાં તો કોઈ કોમ્પ્રોમાઈઝ નહિ થાય જે છે તે લીગલી ભાડું મેં તમને કીધું છે શું કેવું મેમ હાં તીથલનો દરિયાકિનારો છે ને ત્યાંથી ચોપાટી એ ને એ થઈ જશે ઓકે અને બીજા કોઈક પેકેજ હોય છે હું તમને વ્હોટ્સઅપ નંબર મને હાય મોકલજો હું તમને એની પર શેર કરી દઈશ તમારા ઇન ફયુચર કશે જવાનું હોય તો અહી થી તમને ફાયદો થઈ જાય અને ઓફર પણ રાખી છે કઈક વાર તહેવાર હોય ત્યારે ઓફર પણ રાખીએ તો તમારે નો કઈક ઉપયોગ થયો હોય તો તેમાં પણ તમને બેનિફિટ રહેશે હા હા ચાલો ઠીક